હા બોલો

અચ્છા હ હ બરાબર બરાબર છે અચ્છા હ હ અચ્છા તમે આપણું આપણું નામ શું છે વેલ આપ કયા વર્ષમાં છો અને કયા કોર્સમાં છો સેકન્ડ યરમાં છો અચ્છા ઓકે તમારા અસાઈમેન્ટ્સ અને પ્રોજેક્ટ્સ આ વર્ષના સબમીટ થઈ ગયા છે કે બાકી છે અચ્છા ત્યાં ત્યાં તમે એડમિશન લઈ લીધું છે કે બાકી છે ઓકે ઓકે તમે છે ને આપણી એડમીન ઓફિસ છે ને ત્યાં એક ફોર્મ આવે છે ત્યાં તમે એડમીન ઓફિસમાં વાત કરશોને એટલે એ તમને ફોર્મ આપશે અને એની સાથે તમારા જે જ્યાં જવાનું છે એનું ડિટેલ્સને બધું સાથે તમારા એનરોલમેન્ટ નંબર અને આઈડી કાર્ડની ઝેરોક્ષ સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે ત્યાં ફોર્મ એપ્લાય કરી દેજો તમને બે કે ત્રણ દિવસની અંદર ટ્રાન્સફર સર્ટિફિકેટ મળી જશે ઓકે એ સવારે નવથી બપોરે એક અને એકથી ત્રણ લંચ બ્રેક છે ત્રણથી પાંચ વાગ્યા સુધી પાછું ઓપન રહેશે એટલે આપ આપને જ્યારે કોલેજમાંથી ફ્રી ટાઇમ મળે ત્યારે આ કરી લેજો ઓકે સારું જી જી ભલે ભલે હા